ટીવીમાં ઇંડિયન આઇડલ શો આવે ત્યારે અરુણીતા ગાય એ હું પણ ગાઉં છું જે મને ગમે છે જેવા કે સુપર સ્ટાર સિંગર આવે ત્યારે ગાઉં છું નવરાત્રિમાં ગરબા હોય ત્યારે માતાજીની આરતી ગરબા સ્તુતિ ભજન ગાઉં છું મને ગમે છે અમારી કીટી પાર્ટીમાં ફ્રેન્ડ સાથે અંતાક્ષરી રમીએ ત્યારે ગીતો ગાઈએ છીએ અમારા ફ્લેટમાં ગણેશ ઉત્સવ હોય ત્યારે ગણેશજીની આરતી સ્તુતિ ભજન ગાઉં છું